જો હું વાત કરું કે નૃત્યએ મારા જીવન પર કઈ બાબતે અસર કરી છે ખાસ કરીને રચનાત્મક બાબતે તો મારે એ કહેવું તો અવશ્ય બને કે નૃ નૃત્ય છે એ મારી એક શોખ છે કળા છે કે જેને હું દિલથી બધાને સામે પ્રદર્શિત કરવા માંગું છું તેમાં આગળ વધવા માંગું છું હા એ વાત અલગ છે કે ભાઈ તેમાં એટલું બધું પણ આગળ નથી વધી શકી હું એ બાબતને સાઇડમાં મૂકીએ પણ જો મારે એ બાબતે ચર્ચા કરવામાં આવે કે શું મને એવું લાગે છે કે નૃત્યએ મારા જીવન પર રચનાત્મક અસર કરી છે તો હા ચોક્કસ પણે હા કેમકે નૃત્ય એ એક એવી કળા છે કે જ્યારે તમે ખુશ હો અતિશય ખુશ હો તો પણ તમને એકદમ દિલથી ઝુમી ઉઠવાનું મન થાય કે ભાઈ આપણે આમ ડાન્સ કરી લઈએ ઠેકડા મારી લઈએ નૃત્ય કરી લઈએ કોઈ પણ અને જ્યારે તમે એકદમ દુખી હોઉં ત્યારે પણ તમને ક્યારેક એવું થશે કે હું આમ જરાક અમથું નૃત્ય કરી લઉં કા તો જોઈ લઉં યૂટ્યૂબમાં એવા નૃત્યના વિડિયોઝ જોઈ લઉં કે જેનાથી મારુ મન ખુશ થઈ જાય અને અમુક નૃત્ય એવા હોય છે કે તેમની જે તેની અંદર જે નૃત્ય કરવાની જે કળા છે અથવા તો તેમાં જે એક્શન આવે છે એ એકદમ આમ કહેવાયને તો દીલને આમ અડી જાય તેમને ગમી જાય એવી હોય છે એ એક્શન બધી છે તેની તે નૃત્યમાં પણ સંકેત દ્વારા આપણે ઘણું બધું સમજાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ તો ભરતનાટ્યમ છે કથકલી છે ભરતનાટ્યમ તો આમ સૌથી વધારે પ્રિય હોય છે બધાનું માન્ય છે કે એ બીજા પ્રદેશનું છે લોકનૃત્ય પણ છતાં આપણા ભારત દેશમાં જો સૌથી વધારે ક્લાસીસ ચાલતા હોય અન્ય નૃત્યોના તો એમાંથી સૌથી પહેલાં લીસ્ટમાં આપડે અવશ્યપણે ભરતનાટ્યમને જ લેવું પડે તેમાં આખો એક સાર કહી જાય એવી બાબતે નૃત્ય કરવામાં આવે છે મહાભારત રામાયણ અને સૌથી વધારે જો નૃત્ય કરવામાં આવતું હોય તે બાબત તો એમાં વિષયવસ્તુ સૌથી મુખ્ય તરીકે આપણે જોઈએ તો મહાભારત આવે છે મહાભારતમાં જે પહેલો કિસ્સો હતો દ્રોપદીના જે વસ્ત્રહરણ કરે છે ચીર કરે છે તે તેને જો આપણે ભરતનાટ્યમના નૃત્ય દ્વારા પ્રદર્શિત કરીએ તો એટલી તો ખાતરી જ છે કે ભાઈ સામે બેઠેલી એકો એક વ્યક્તિ છે એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય ગમે તેવા કડક હોય ગમે તેવા કઠોર હોય કે નહીં ગમે તે થાય રોવાનું નથી જ પણ જો આ બાબત જે મહાભારતની જે એ તે એક જે કિસ્સો છે તેને આપડે ભરતનાટ્યમના નૃત્ય દ્વારા આપણે જો પ્રદર્શિત કોઈ પણ વ્યક્તિ કરે સરખી રીતે તો એ કહેવું તો ચોક્કસ બને કે એ ગમે તેવી કઠોર વ્યક્તિ હોય તેના આંખમાં આસું આવી જ જાય ગમે તેમ કરીને તે ઢીલા પડી જ જાય કેમકે એ એના જે એકોએક હાથની મૂમેન્ટ છે પગની મૂમેન્ટ છે આ તે બધુ એ એટલું આમ ટૂંકમાં વાસ્તવિક હોય છે કે એ જેને આમ તમે એક કેરેક્ટરમાં તમારે એ પાત્રમાં તમારે આમ અંદર ઘુસીને બધું કરવું પડે જ્યારે તમે મહાભારતનો એ દ્રોપદીના વસ્ત્રાહરણનો જે કિસ્સો છે એને તમે ભરતનાટ્યમની કલાથી તમે પ્રદર્શિત કરતાં હોવ તો તમારે ખુદને દ્રોપદી બનવું પડે એમાં ઉતરવું પડે અને એ જે વ્યક્તિ પ્રદર્શિત કરતું હોય એ તો ભાઈ સાહેબ સો ટકા ચોક્કસ સંકા વગરની વાત છે શંકા વગરની વાત છે કે એ વ્યક્તિ છે એ એમાં ઉતરીને દ્રોપદી બની જ ગઈ હોય એમાં કોઈ શંકાને સ્થાન જ નથી અને જ્યારે એમાં પણ જે પેલો પાસો ફેંકવાનો આવે છે કે શકુની છે પાસો ફેંકે છે ત્યાં તે લોકો રમતા હોય છે અને એમાં પાસો ફેંકે છે તો એક બાજુથી એ વ્યક્તિ છે એ શકુની બન્યો ને બીજી બાજુ ફરીને એ જે દ્રોપદી બને કે ભાઈ જ્યારે પાસો ફેંકાય છે અને જ્યારે પાંડવો છે એ વિચારે છે કે હવે કંઈ વધ્યું નથી આપણી પાસે દાવ લગાવા પર કે જેમાં આપણે જીતી શકીએ ત્યારે એ દ્રોપદીની સામે જોવે છે ને ત્યારે જે દ્રોપદીના જે હાવભાવ હોય છે એ બધું પ્રદર્શિત કરવું એટલે એ કાઈ રચનાત્મક અસરથી ઓછું તો ના જ કહેવાય અને હા મારા જીવનમાં નૃત્યએ ઘણી બધી રચનાત્મક અસર કરેલી છે જેના માટે હું ખૂબ જ ખુશ છું